મારા મતે રસોડાનાં જરૂરી સાધન હોય તો તે કુકર છે કે જેમાં મોટાભાગના ખોરાકને બાફવાની તેમજ વઘારવાની સરળતા તેમજ ઓછા સમયમાં બનાવી શકાય છે અત્યારના ઝડપી યુગમાં દરેક પાસે સમયનો અભાવ જોવા મળે છે ત્યારે પોતાનાં રસોઈનાં કામોને ઝડપી બનાવવા માટે દરેક સ્ત્રી કૂકરને વધુમાં વધુ ઉપયોગમાં લેતી હોય છે હવે તો ચૂલા ધીમે ધીમે સાવ ઓછા જ થઈ જવા પામ્યા પણ કુકર એક એવું સાધન છે જે ચૂલાથી લઈ અને વીજળી સુધી અત્યારે પણ ઉપયોગમાં લેવાય છે પહેલાં તો મોટા ભાગના લોકો સોલર કૂકરનો ઉપયોગ કરતા હતા એટલે કે સૂર્યની ગરમીથી તેમાં અનાજ રંધાતું હતું પણ હવે તે જ સ્થાન ધીમે ધીમે નવા રંગ રૂપ સાથે ઇલેક્ટ્રિક કૂકરોએ લઈ લીધેલું છે એટલે સમયની સાથે સાથે કૂકરનાં પણ રૂપ રંગ આકાર દેખાવ બદલાવા માંડ્યા પણ ઉપયોગ તેનો હજી પણ એટલો જ મહત્ત્વનો છે તેથી મારા મતે રાંધવા માટે કુકર હું સૌથી જરૂરી માનું છું